આજરોજ એક કંપનીમાં હુ નવી જોબ લાગ્યો જ્યાં પ્રોવિડન્ટ ફંડ માટે યુ એ એન નંબર બનાવવાની ફરજ પડી હતી એટલે કે ઓફિસ સ્ટાફમાં મને એક વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બધી પર્સનલ વિગતો ભરવા માટેની કેરી તથા કંપનીના નિયમ મુજબ જે પગાર નક્કી થયો હતો તે પ્રમાણે અમુક રકમ ટકાવારી પ્રમાણે ફિક્સ કટ થાય છે યુ એ એન નંબર બનાવવા માટે ક્લાયન્ટની જરૂરી કાગળિયા પણ મંગાવે છે જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ તથા બેંક ખાતાની વિગતો જેની નોંધણી કરીને ચકાસણી કરીએ છીએ અને પછી બધું જ ચકાસ્યા બાદ પોર્ટલમાં નામ રજીસ્ટર કરવાથી યુ એ એન નંબર જનરેટ કરી શકાય છે